તમે એક હું અને મારા સાથી જેનું નામ છે નેહા અમે બંને થોડા જ દિવસો પહેલાં સાસણ જે ગુજરાતમાં આવેલું છે જુનાગઢથી વેરાવળ બાજુ જતાં સાસણ જ્યાં સાસણ ગીર એક અભ્યારણ એ છે ગીર નેશનલ પાર્ક છે જેનો માહોલ અને તેનું વિધિ બહુ સારી છે જેમકે ગ્રીનરી ત્યાં બીજા લોકોને આવવાની મનાઈ છે પ્રદૂષણ કરવાની મનાઈ છે પ્લાસ્ટિક બંધ છે એટલે બહુ કુદરતી સારું વાતાવરણ પ્યોર ઑક્સીજન મળી રહે અને ત્યાં જવાનું મેઈન કારણ એ છે કે તે લોકેશન ઉપર જતાં જ તે રસ્તે ઉપર ચડતાં જ બંને સાઈડ ફૂલ ઝાડવાં મિન્સ વૃક્ષો છે વૃક્ષોની છાયામાં આખું વૃક્ષની કમાન બનેલી છે તે છાયામાં તમારી ગાડી જાય છે તે ગાડીમાં જતાં જ વાહનોમાં રોમેન્ટિક ગીત ચાલુ હોય તમે બંને સાથે જતાં હશો તો એક ઓટોમેટિક રોમેન્ટિક યાત્રા બની જાય છે અને આ યાત્રા માટેનું વિઝન આપવા કરતાં તે માહોલ જ એવો હોય છે કે બે માણસને સાથીમાં ખૂબ જ મજા આવે સાથે સાથે ત્યાં સફારી પણ આપેલી છે કે જંગલનો રાજા સિંહ જે અભ્યારણમાં સૌથી વધુ છે તો તે ત્યાં જ જોવા મળે છે ગીર સિંહ ગીર વિસ્તારમાં જે સિંહ રાજા છે ત્યાં તે પણ ઘણો પ્રખ્યાત છે દેવળિયા પાર્ક જ્યાં બગીચો છે ફોટોગ્રાફી પણ ઘણી સારી થાય છે કપલ ફોટો ફોટોશૂટ માટે પણ ઘણા લોકો જાય આનાથી વધુ ખાસ ત્યાંનું દેશી ફૂડ છે ધાબામાં ખાવાની વસ્તુ ધાબામાં બેઠા હોઈએ ત્યાંનો ગરમાગરમ રોટલો ઓળો ઘી ગોળ આ બધી દેશી ભાણું ખાવાની પણ રોમેન્ટિક મજા ઘણી સારી આવે છે જેના કારણે એક તમારી યાદગાર ટ્રીપ રહે આ ઉપરાંત યાદગાર માટે એટલી ખાસ એટલે છે કે અમે સાસણ ગીર ગયા ત્યારે અમે એક રિસોર્ટમાં ગયેલા હતા ફાર્મ હાઉસમાં જેમાં સ્વીમિંગ પુલ પણ અવેલેબલ છે વિથ મ્યુઝિક એટલે પુલ પાર્ટી પણ બહુ સારી કરેલી હતી ધૂળેટીનો પ્રસંગ હતો એટલે ધૂળેટીના કલરથી પણ ત્યાં રમેલા હતા બારે મહિના ત્યાં ધૂળેટીના કલરથી પણ રમતા હોય છે બધા ગીત સાંભળતા સાંભળતા ત્યાં ઉપરથી સ્પ્રે થાય છે તો સ્પ્રે પણ આવતો હોય ત્યાં ન્હાવાની મજા આવે છે સ્વીમિંગ પુલમાં સાથે સાથે ગાર્ડનિંગ સારું છે ઝૂલા રાખેલા છે બીજી આઉટર ગેમ્સ ફૂલ રેકેટ છે કેરમ છે ઘણી ગેમ પણ રમી શકીએ છીએ અને બેસવાં માટેની તો બે માણસની ખૂબ જ સારી વ્યવસ્થા ત્યાં હોય છે એટલે મેઈન આવકની વસ્તુ અને રોમેન્ટિક યાત્રા થવાનું કારણ એ છે કે તમને બે માણસને પૂરો ટાઈમ મળે છે એકબીજા માટે અને બંને એકબીજાને પૂરો સમય અને મજા કરી શકે આ ટ્રીપ મારા સૌથી ખાસ એટલા માટે હતી કે જે અમે રિસોર્ટમાં ગયા હતા ત્યાં બપોરે જમવામાં પણ કેરીનો રસ હતો જે ત્યાંનો સૌથી પ્રખ્યાત છે આંબા સાસણના તે જમ્યાં સાથે અને સાથે સાથે ત્યાં પુલ પાર્ટીમાં પણ ઘણી મજા આવી આ અમારા બેની પહેલી ટ્રીપ હતી જે ઘણી યાદગાર છે અને લાઈફ ટાઈમ રહેશે